મિત્રો અત્યારના સમય ખરેખર આકાશ દર્શન કરવાનો ઉત્તમ સમય છે કેમકે અત્યારે આકાશ વાદળ વગરનું ચોખ્ખું હોય છે આકાશ દર્શન કરવા માટે ખગોળ શાસ્ત્રનું જ્ઞા જ્ઞાન હોવું જરૂરી છે તેમજ થોડી ધીરજ પણ જરૂરી ખરી તારા દર્શન તે શબ્દ થોડો સંકુચ છે એના કરતાં આપણે આકાશ દર્શન શબ્દ વાપરીએ તે વધારે ઉચિત ગણાશે કેમકે તારા ઉપરાંત આકાશમાં દેખાતા બધાં જ પદાર્થ અથવા તો પિંડ એટલે કે સેલેસ્ટીયલ ઓબ્જેક્ટસ જેવા કે સૂર્ય ચંદ્ર ગ્રહ ઉલ્કા ધૂમકેતુ નિહારિકા તારા વિશ્વ ગેલેક્સી અને હવે તો માનવ સર્જિત ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ્સ તેમજ રોકેટ બધાનું અવલોકન આ પ્રવૃતિમાં સામેલ છે ઓબ્જેક્ટ પોતે તો ખરાં જ ઉપરાંત તેઓની યુતિ એટલે કે કંજકસન ગ્રહણ એટલે કે એકલિપ્સ અને ટ્રાન્સઝીટ એક એટલે કે એક ઓબ્જેક્ટનું બીજા ઓબ્જેક્ટ સામેથી પસાર થવું તે પણ આકાશ દર્શનનો એક રસપ્રદ ભાગ છે આજે હું તમને આકાશ દર્શન માટે બહુ ઉપયોગી એવી મોબાઈલ મોબાઈલ એપ વિષે વાત કરીશ જે આપને આકાશ દર્શન ઉપરાંત બીજી અનેક રીતે ઉપયોગી થશે આ એપમાં નીચેની બાબતો આપ સરળતાથી જાણી શકશો એક દરેક તારાઓની માહિતી અને આપ જે જગ્યા પર હો ત્યાંનું આકાશ દર્શન

દરેક નક્ષત્ર વિષેની માહિતી ત્રણ દરેક રાશિઓ વિષેની માહિતી ચાર દરેક કુદરતી ગ્રહો અને ઉપગ્રહો વિષે માહિતી પાંચ કૃત્રિમ ગ્રહો કે જે હાલ આપની માથેના આકાશમાં ભમી રહ્યાં છે

ઉપગ્રહોનું લોકેશન તેમજ મેપમાં તેમની પરિ પરિભ્રમણ કક્ષા સાત કયા દિવસે કયો ઉપગ્રહ આપની માથેના આકાશમાંથી પસાર થવાનો છે તેની માહિતી આઠ ઇડીએમ ગ્રહોની ફલેમ

આઈએસસેસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું કરંટ લોકેશન દસ હબલ સ્પેસ ટેલિસ્કોપનું લોકેશન અગિયાર જ્યારે કોઈ ગ્રહ તમારા માથા પરથી પરના આકાશમાંથી પસાર થવાના હોય ત્યારે મોબાઇલમાં નોટીફિકેશન પણ તમને મળશે મિત્રો આ ઉપરાંત બીજું ઘણું બધું જરૂરી જ્ઞાન આપણને આ એપથી મળે છે એકવાર આ એપ મોબાઇલમાં ડાઉનલોડ કરી દો અને પછી તેને ઓપન કરી આપની માથા પરના આકાશ તરફ મોબાઇલના કેમેરાને રાખો એટલે કામ પૂરું આકાશ દર્શનની તમામ માહિતી તમારા હાથમાં આવી જશે